મીનાબેન અત્યારે એવું છે કે ભણતરને જ પહેલું પ્રાધાન્ય આપવું પડે છે પહેલાંના જમાનામાં તો એવું હતું કે છોકરીઓને ભણાવતાં નહોતા સાત વર્ષનાં થાય તો પણ આપણે સ્કૂલે નહોતા મૂકતા અને છોકરીઓ ભણે નહીં તો આગળ કેવી રીતે જાય એ જાય નહીં આગળ ભણે નહીં એટલે એને નાની ઉમરમાં જ લગ્ન કરાવી દે પછી એનાં છોકરાઓ જલ્દી થઈ જાય ઘર સંસારમાં એને આખો દિવસ ઘર સંસારનું ઘરનું કામ કરવાનું આવે એ જ બધામાંથી છોકરી ઊંચી આવે નહીં હેવે આજના જમાનામાં તો એવું છે કે છોકરીઓ ભણે તે જ જરૂરી છે અત્યારે જોઈએ તો આજે છોકરીઓને ભણાવીએ નહીં તો આગળ જતાં એનો કોઈ જિંદગી છે જ નહીં છોકરીઓ આજે આગળ ભણે તો પાયલોટ બને છે કોઈ છોકરીઓ ટીચર બને છે શિક્ષક બને છે પણ પહેલાંના જમાનામાં એવું હતું કે છોકરીઓને ભણવાય નહીં અને છોકરાઓને જ ભણાવાય પણ આજે તદ્દન ઊંધું છે કેમકે છોકરીઓને નહીં ભણાવીએ તો એ ઘરની ચાર દીવાલોની વચ્ચે એ કોઇની સાથે બોલવાનું ચાલવાનું એ બધું એને ખબર પડતી નથી જ્યારે અત્યારની છોકરીઓ છે તેને તો નાનપણથી જ આપણે એવું શીખવીએ છીએ કે ના આમ ભણવાનું છે આમ કરવાનું છે તેમ કરવાનું છે તો એ રીતે છોકરીઓ આજે બધી ઇન્ડિપેન્ડન્ટ પણ થાય છે પહેલાં સાત ધોરણ સાતમા વર્ષ સાત વર્ષનાં થાય તો પણ સ્કૂલે બાલમંદિરમાં મુકતા હતા ફસ્ટ પહેલા ધોરણમાં આવે તો આઠ વર્ષનું બાળક થાય ત્યારે પહેલામાં જ્યારે અત્યારે તો દરેક મા બાપને એવું છે કે મારી છોકરી આગળ કંઈક નવું શીખે તો એને બે વર્ષ અઢી વર્ષથી ઉંમરથી જ એને નર્સરી સ્કૂલમાં મૂકી દે છે નર્સરી સ્કૂલમાં મૂકે છે એનો ફાયદો એ પણ છે કે ત્યાં અનેક ઘણી જ બધી છોકરીઓ સાથે એ હોય છે તેની સાથે કંઈ નવું નવું શીખે છે ટીચરો પણ નવું નવું શીખવાડે છે પણ આગળ જતાં એ છોકરીઓ નવું નહીં શીખે તો એ પાછાં ત્યાંના ત્યાં જ રહે છે એનાં કરતાં તો નવું શીખે કંઈ નવું આગળ વધે કેમ કે પહેલાના જમાનામાં એવું હતું કે ચાર દીવાલની અંદર છોકરીઓ હોય અને લગ્ન કરે પછી એ છોકરાઓને ભણાવવાનું ગણાવવાનું આજે તો બધી જ છોકરીઓ ભણેલી હોય તો એ છોકરાઓને પોતાનાં છોકરાઓને પણ ભણાવી શકે છે એ બહારનાં છોકરાઓને પણ ભણાવી શકે છે એ ઇન્ડિપેન્ડન્સ પણ રહી શકે છે આજે પહેલાંના જમાના એવું હતું કે છોકરીઓને શહેરની બહાર ભણવા પણ નહીં મોકલતા હતા આજના જમાનામાં એવું છે કે છોકરીઓને બહારની શહેર બહારની સ્કૂલમાં પણ ભણવા મોકલે છે તો એ ઘણું બધું શીખે છે ઘણું બધું શીખીને પણ એ એવું છે કે તે જોબ કરી શકે છે સારી સારી એવી જોબ કરી શકે છે દેશની બહાર પણ જઇ શકે છે આજે તમે જાઓ તો દેશની બહાર પણ કેટલી છોકરીઓ જાય છે છોકરીઓ જાય છે પણ ફ્યુચર પણ અત્યારે એવું છે કે છોકરીઓ ભણે તે જ સારું અને પોતે ઇન્ડિપેન્ડન્સ રહે પોતાનાં છોકરાઓને પણ ભણાવી શકે આજે દેશની અંદર પણ સંસદની અંદર પણ લેડિસ મેમ્બર ત્યાં છે એટલે આ ડિજિટલ જમાનો છે તે બરાબર જ છે